હા અમે મોટા સમુહ માટે રસોઈ બનાવી હતી જેમાં અમારા કાકાના ઘરે લગ્ન પ્રસંગ હોવાના કારણે અમે પીઠીના દિવસે સા રસોડું બનાવવામાં આવ્યું હતું જેમાં ભજીયા બનાવવા માટે અમે બધી શાકભાજીઓ સમાર લીધી હતી જેમાં મેથી ડુંગળી બટાટા ધાણા મરચાં વગેરેનું સમારકામ કર્યું અને લોટ તૈયાર કર્યું હતું જેમાં ધાણાજીરું પાવડર મરચાં પાવડર મીઠું વગેરે જરૂરિયાત મસાલાઓ લાખીને તેમાં સ્વાદિષ્ટ બને તે રીતે ભજીયા માટેનું લોટ તૈયાર કર્યું હતું પછી તે લોટને ગરમ તેલમાં તળી લેવામાં આવ્યા હતા ત્યાર બાદ અમે પૂરી બનાવવા માટે તૈયાર કરેલા પૂરીના લોટને અમે નાના નાના લૂઆ કરીને તેને વણીને પછી ગરમ તેલમાં તળી નાખ્યા હતા ત્યાર બાદ પાપડી પાપડ વગેરે પણ તળવામાં આવ્યા હતા આમ અમે સારી રીતે અમારું કામ પૂર્ણ કર્યું હતું જેમાં કચુંબર પણ અમે સારી રીતે સમારી કામ કરીને શણગાર્યું હતું આમ અમારી રસોઈ ખૂબ જ સ્વાદિષ્ટ અને સુંદર બની હતી જેમાં દાળ ભાત શાક ભજીયા પૂરી શ્રીખંડ બનાવવામાં આવ્યું હતું આમ અમે આ પ્રસંગમાં ખૂબ સારી રીતે રસોઈ બનાવી હતી